હા હું તને એમ કહેતી હતી કે આપણે છે ને પેલા સીનમાં જે કરવાનું હતુંને એમાં મને એક વિચાર આવ્યો છે કે આપણે પેલું પેલું મૂવી હતું યે જવાની હૈ દિવાનીમાં પેલાનો આ ધર્મા પ્રોડક્શનનો બરાબર હા હા તો એમાં જે પેલો પેલો એમ કહે છે કે દાલ ચાવલ નહીં જેવુ જ છે બરોબર આ જીવન શું છે તો એ એક નોર્મલ છે જસ્ટ તો આપણે એ વાળું જે સીનેરિયો હતો કે જેમાં આપણે જે પ્લોટસ અને જે યુસ કર્યા હતા બરોબર એવી રીતે એ સીનને આપણે રિક્રીએટ કરી શકીએ બટ ઇન અ ન્યુ વે તો તારો શું વિચાર છે તેં શું વિચાર્યું હતું હા તો આપણે એવું પણ કરી શકીએ કે આ વાળો જે સીન છે બરોબર એને આપણે કોઈ જંગલમાં જઈને ત્યાં આપણે કુદરતના સાંનિધ્યમાં આપણે આ વસ્તુને આપણે મતલબ કુદરતી જે સ્ત્રોત છે બરાબર એને આપણે એઝ અ પ્રોપ્સ રાખીને યુસ કરી શકીએ કેમ કે એ એક મારામાં મને એક વિચાર આવે છે કે આવું આપણે કરી શકીએ બરાબર તો એ રીતે તમે તમારી તૈયારીમાં રહેવાનું

હા પણ એમાં શું થાય કે ટ્રેકિંગ વાળું આપણે કરીએ પણ હવે આમાં આપણે એની સાથે આપણા જે ક્રુ મેમ્બર હોય એ લોકોને બી આગળ પાછળ આગળ વધે કરતાં રહેવું પડે બરાબર હા એટલે એને આપણે એવો સીન કરી શકીએ બરાબર હા ભલે ચલો હા ઓકે